શિક્ષણ પ્રણાલીને ભંડોળ આપવું ખૂબ જ જરૂરી ટૉપિક છે કારણ કે ભંડોળ હશે તો જ શિક્ષણ એ અધ્યાપક દ્વારા સારું અને સૂચક પ્રદાન કરવામાં આવશે આ ભંડોળને પૂરું પાડવા માટે પહેલામાં પહેલું તો સરકાર દ્વારા ગ્રાન્ટ લેવામાં આવે છે અથવા તો જો સરકાર દ્વારા ગ્રાન્ટની સહાય ના મળી હોય તો એ જ વસ્તુ શિક્ષણના જે વિધાર્થીઓ છે એમના ફી દ્વારા લેવામાં આવે છે અથવા તો કોઈ અગ અગ્ન્ય સંસ્થા દ્વારા દાન લેવામાં આવે છે તો આ રીતે શિક્ષણમાં ભંડોળને પૂરું પાડવામાં આવે છે